બસ બસ અહીં રાખી દો ને બસ અહીંયા કેટલું ભાડું આપવાનું સો રૂપિયા બરાબર હવે સાંભળો તમારી પાસે ફોન પે ગુગલ પે કે પેટીએમ કોઈ એવું છે તો હું ઓનલાઈન પેમેન્ટ તમને કરી દઉં રોકડા તો મારી પાસે છે નહીં અત્યારે તો તમારી ગૂગલ આઈડી પેટીયમ આઈડી હોય તો મને આપો તો સ્કેન કરીને તમને સો રૂપિયા ઓનલાઈન પેમેન્ટ કરી આપું છે ને હા તો આપી દો